હા મને લાગે છે કે ભારતમાં કલાકારોને પૂરતું મહત્ત્વ અને તકો આપવામાં આવતી નથી એનું કારણ બે રીતે હોઈ શકે એક તો છે એ સરકારે એમને પ્રોત્સાહન આપવું જોઈએ એમની માટે અમુક ચોક્કસ દિવસો નક્કી કરીને એમને એક મેળા જેવું આયોજન કરી આપવું જોઈએ કે જ્યાં લોકો આવે અને ત્યાં લોકો માટે મફત એન્ટ્રી રાખવી જોઈએ જેથી કરીને લોકો વધારે સંખ્યામાં આવી શકે અને એક કલાકારોએ જે નમૂના રૂપે એમની વસ્તુ રજૂ કરી હોય એ જોવે એને સમજે અને એ ખરીદે જેથી કરીને કલાકારોને પ્રોત્સાહન મળે અને જો એવું ન થાય તો સ્વાભાવિક છે કે કલાકારો વસ્તુઓ બનાવે પરંતુ એનું વેચાણ જ ના હોય તો નુકસાન એમને જ થવાનું છે અને બીજી વસ્તુ એ કે જો કોઈ કલાકારની વસ્તુ થોડી મોંઘી હોય તો જે લોકો ખરીદી શકતા હોય જેમને પૈસે ટકે તકલીફ ના હોય એ લોકોએ એ વસ્તુની કિંમત કરવી જોઈએ કારણ કે સ્વાભાવિક છે કલાકારની ઘણા દિવસો ઘણા મહિનાઓની મહેનત એ વસ્તુ પાછળ રહેલી હોય છે જેથી કરીને માણસે એ કિંમત સમજીને કલાકારની કિંમત કરવી જોઈએ અને વસ્તુઓ ખરીદવી જોઈએ